ગુજરાતના દરેક શહેરો અને ગ ગામડાઓ એ હસ્તકલા અને કલાથી ખૂબ ભરપૂર છે ખૂબ એનાથી એમાં એટલા એટલી બધી કળાઓ બધા કલાકારો રહેલા છે કે તમે દરેક કલાનું તો વર્ણન તો નહીં કરી શકો પણ મુખ્ય મુખ્ય જે ગુજરાતની વિશ્વમાં પણ જાણીતી થઈ છે એવી કલાઓ તમે કઈ શકો કે જેમ કે સુરતનું ખાટલી વર્ક અથવા તો જરદોષી વર્ક કે જે તમારા ઝાકમઝોળ પ્રસંગોમાં તમને એકદમ ઝાઝરમાન બતાવે છે એવું એ ઝરદોષી અને ખાટલી વર્ક કરેલા કપડાઓ તમારા પ્રસંગોમાં લગ્નોમાં લગ્ન પ્રસંગોમાં કે બીજા પ્રસંગોમાં તમને શોભાવે છે એવી જ રીતે તમારા રબારી અને રબારી લોકોના ભરતકામ અને એમાં ખાસ કરીને તો કાચના આભલાનું કામ એ એવું સરસ કરે છે આ બધા જ લોકો બહુ સુંદર રીતે હાથનું કામ કરે છે એ બધા જે લોકોના બ બધા જ લોકોની અલગ અલગ કલાઓને તમે જો મૂકો તો ગુજરાતમાં અ અનેક અનેક શહેરોમાં અને અનેક ગામ ગામડાઓમાં આ કલાઓ ઉપર જ જીવનારા લોકો છે એમનો ગુજારો જ આ ક કલાથી છે એવું છે ખાસ કરીને તમે જુવો તો નવરાત્રિમાં બહેનો આભલાના કામ કરેલા અને ભરત ભરેલા ચણિયાચોળીઓની પાછળ ગાંડા હોય છે અને એ ખરીદતા હોય છે એટલે એ વખતે જ કલાકાર પોતાની આજીવિકા રળી લે છે એ સિવાય તમે જુઓ તો કચ્છની અંદર એટલી બધી કલાઓ પડેલી છે એમાં અલગ જ પ્રકારના ભરત ગૂંથણના પ્રકાર છે એમાં એ લોકો માત્ર કપડા ઉપર નહીં એ લોકો જાકળાઓ બનાવીએ બનાવે છે કે જે ઘરને સુશોભિત કરવામાં પણ કામ આવે છે એ સિવાય એ લોકોના બધા રોજબરોજની વસ્તુઓ પણ એમની એટલી બધી કળા કળાત્મક એ લોકો બનાવે છે તો એ સિવાય એમના પોતાના ઘર જેને ભૂંગા કહે છે એ ઘર પણ એટલા કળાત્મક હોય છે એમની એની દીવાલો ઉપર પણ એમણે પૂરેપૂરું કાચથી કામ કરેલું હોય છે અને સરસ માટીની દોરી બનાવીને એની આસપાસ લગાવીને એનાથી સરસ લીંપણ આર્ટ કે છે એ લીંપણ આર્ટ કરેલું હોય છે તો એમના ઘરથી માંડીને બધી જ વસ્તુઓ એકદમ કળાત્મક હોય છે એ કળાકારોની અને એ સિવાય એ લોકો આપણા ઘરને સજાવવા માટે પણ એવી વસ્તુઓ બનાવી આપે છે આ સિવાય કચ્છમાં કપળા ઉપર કામ કરવા માટે રોગન આર્ટ અને એવી બધી ઘણી મૃતપ્રાય કળાઓ રહી ગઈ છે કે જે અમૂક જ લોકો અમૂક જ કુટુંબો પાસે રહી છે તો આ સિવ આ સિવાય તમારે રાજકોટ અને બીજે સુરત એ સુરતમાં હીરાનું કામ રાજકોટમાં સોનાનું કામ એમ ઘરેણાઓમાં પણ ડિઝાઇનની અને ભાત ભાતના ઘરેણાઓ બનાવાની કળા આપણા ગુજરાતના કળાકારો પાસે છે